હા મારા ઘરે એક ડોગ અને બે બિલાડી છે બે બિલાડી જે છે એ થોડી હજી હમણાં જ મોટી થઈ છે એ જેમાં મારી જોડે જોડે મોટી થઈ છે અને એ ડોગ પણ તો એનું સંભાળ રાખવું બહુ જરૂરી છે એ લોકોને ટાઈમ પર ખાવાનું આપવાનું ટાઈમ પર નવડાવાનું ટાઈમ પર બહાર રમવા લઈ જવાનું એ બહુ જરૂરી છે એમના માટે તો ક્યારેક હું નહીં હોઉં તો મારો ભાઈ લઈ જાય કાં તો મમ્મી પપ્પા લઈ જાય નઈ તો હું લઈ જાઉં તો આ વસ્તુ એ લોકો એ લોકો માટે એટલી જરૂરી છે તો એ કરવી જોઈએ જ્યારે કંઈ બીમાર થઈ જાય કે એમને કંઈ વાગી જાય તો નજીકના જે પશુ આરોગ્ય સેન્ટર હોય ત્યાં જઈને અમે લઈ જઈએ અથવા તો ક્યારેક ક્યારેક ડૉક્ટરને અમે ત્યાં મારા ઘરે બોલાઈ બોલાઈ લઈએ તો પશુઓ તમે જ્યારે તમારા પેટને ઘરે પાળો છો તો એને બરાબર જવાબદારી લો એની